હા દોડવાથી અમારી માનસિક શારીરિક આરોગ્ય પર અસર થઈ છે કારણ કે દોડીએ તો આપણને બ્રેઇન આપણું મગજ એકદમ સ્ફૂર્તિ થઈ જાય આપણને સ્ફૂર્તિ બદન શરીરમાં લાગે કેમકે આપણે દોડયાં પછી એવું લાગે કે આપણે બહુ થાક ઉતારી ગયો હોય આપણે એકસેરસાઇઝ કરી આપણે કસરત કરી અને આપણે એકદમ ફ્રી માઇન્ડ થઈ ગયા કેમકે દોડો એટલે શરીર માટે બહુ જ સરસ છે કેમકે રનિંગ કરવું કેમકે તમે જુઓ કે સવારે કેટલા લોકો દોડતા હોય છે પાર્કમાં બગીચામાં બધામાં જે તમે જુઓ તો બીચ પર કેટલાં લોકો દોડતાં હોય છે ચાલતા હોય છે એ બહુ જ સરસ કેમકે આપણે કેમકે આજે દિવસે દિવસે વ્યક્તિ આળસુ થતો જાય છે ધારો કે એક્સરસાઈઝ કરશે રનિંગ કરશે દોડશે તો એ દોડયા પછી હળવાશ અનુભવશે અને એક સારો દિવસ એને એક આખો દિવસ એને પેલો એક સરસ પસાર થશે એને આમ એટલે એમ આખો દિવસ કાંટાળાજનક નહીં લાગે આમ હળવાશ અનુભવશે કેમકે દોડવાથી કસરત કરવાથી બહુ સારો ફરક પડે છે બોડીમાં